ડોક્ટર સાહેબ વાત કરો છો હલો

હા ડોક્ટર સાહેબ વાત કરો છો હુ પાયલ મોદી પેશન્ટ બોલું છું મને બહુ જ એલર્જી પ્રોબ્લેમ સિવિયર રહે છે અને રોજ છીકો આવે છે મારું નોઝ એકદમ પેક થઈ જાય છે અને હું સૂઈ પણ નથી શકતી અને દિવસ આખામાં મને સો દોઢસો છીંક આવી જાય છે અને અમારું વોટરિંગ એટલે બોડીમાંથી વોટર એ થઈ જાય છે અને બહુ જ આમ ઢીલાશ આવી જાય છે તો તમે કઈ દવા મને સજેસ્ટ કરી શકશો

ઓ ઓકે ફ્લાય ઓવરનું કામ ચાલી રહેલું છે એટલે મને ત્યારથી જ પ્રોબ્લેમ વધી ગયો છે એટલે મને ડસ્ટથી જ થાય છે ઓ ઓકે થેન્કયૂ ડોક્ટર ના ના એવી બીજી એટલી તકલીફ નથી પણ આ એલર્જી વારંવાર થાય છે કામ ચાલે છે એટલે એટલે હવે એનું પરમેનન્ટ સોલ્યુસન હોય તો સારું

હમ સ્યોર ઓકે હા થેન્કયૂ સર થેન્કયૂ ડોક્ટર